આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્ત્વ અને પ્રમાણ ખૂબ જ વધી ગયું છે માટે આપણે આપણા મહેસાણા જિલ્લામાં પણ લોકો શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપે છે જો આપણી શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો તેની પરિસ્થિતિ પહેલાં કરતાં તો અત્યારે ખૂબ જ સારી અને પરવડે તેવી છે વિદ્યાર્થીઓને તેમના નજીકના વિસ્તારમાં જ અભ્યાસની તક મળી રહે તે માટે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓએ પણ તેમને વધારે મુસાફરી ન કરવી પડે તે રીતે ગોઠવેલ છે તે ઉપરાંત તેમને મુસાફરી દરમિયાન મુસાફરી ખર્ચથી પણ રાહત મળે તે માટે વિદ્યાર્થી મુસાફર પાસ યોજના પણ આપણી સરકાર દ્વારા અમલમાં મૂકેલી છે તેમજ વિદ્યાર્થીઓ જે શાળાઓમાં અભ્યાસ કરે છે ત્યાંની ફીસ પણ તેમને પોસાય તેવી હોય છે જો વાત કરીએ કોલેજ અને યુનિવર્સિટીઓની તો ઘણી બધી કોલેજો પણ છે જે વિવિધ યુનિવર્સિટી જેમ કે ગુજરાત યુનિવર્સિટી એચ એન જી યુ પાટણ ગણપત યુનિવર્સિટી વગેરે સંલગ્ન ચાલતી હોય છે જ્યાં વિદ્યાર્થીઓને તેમની રૂચિ અનુસાર વિષયોની પસંદગી કરવાની તક મળે છે તેમજ તેમને ત્યાં તેવી રીતે ભણાવવામાં પણ આવે છે તેમજ તેમના અધ્યાપકો દ્વારા પણ તેમને પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે